મારી પ્રિય એસટીઈએમ શાખા કોંપ્યુટર સાયન્સ છે મને કોંપ્યુટર સાયન્સનું ભણતર ખૂબ આકર્ષક લાગે છે કોંપ્યુટર સાયન્સમાં ભણવા માટે લૉજિક તર્ક અને પ્રોગ્રામિંગની જરૂર હોય છે જે મને ખૂબ ગમે છે તે ઉપરાંત કોંપ્યુટર સાયન્સમાં રહેવાથી હંમેશા કોંપ્યુટર મોબાઈલ વગેરે જેવી લેટેસ્ટ ટેક્નોલોજી ના સંપર્કમાં રહેવા રહેવાય છે જે મને ખૂબ ગમે છે કોંપ્યુટર સાયન્સનું ભવિષ્ય પણ ખૂબ સારું છે કોંપ્યુટર સાયન્સ ભણ્યા પછી પ્રોગ્રામર તરીકે સાયન્ટિસ્ટ તરીકે નોકરી કરી શકાય છે મોટી મોટી ટેક્નોલોજી કંપનીઓ જેવી કે ગૂગલ માઈક્રોસોફ્ટ વગેરેમાં કામ કરી શકાય છે કે જેનાથી તમારી જીવનધોરણ ખૂબ સારું બની શકે છે તેથી મને કોંપ્યુટર સાયન્સ પસંદ છે